હલોવ હા સાહેબ હું છે જરીક સુરતથી વિઝિટ પર આવ્યો છું મને એક મિત્રએ તમારો કોઈ મિત્ર છે તે મને પહેલી વખત સુરત આવ્યો છું તમારો ફોન નંબર આપ્યા તો તમે મને નથી ઓળખતા હું તમને નથી ઓળખતો મારે સુરતથી ઘારી લઈ જવાની છે મારા ગામ માટે તો અહીંયા ક્યાં સારી ઘારી મળશે આખી ફ્રૂટની ઘારી ઘારી આપ માર તો પણ કોઈએ મંગાવી છે તો આપવાની છે ઘારી સાથે કોઈ સારી મીઠાઈ મળતી હોય તો તે બી લઈ જઈશું હા જી હા હા બસ હા આપણે એવી જ કોઈ આપણે એવી જ કોઈ સરસ હોય એ ઘારી દેવી કારણ કે સુરતની ઘારી વખણાય અને સુરતના વખણાતા માણસની ઘારી લઈ જઈએ તો જેને આપવાની છે એ ખુશ થાય પણ એ ક્યાં એની એની શોપ કે એની ફૅક્ટરી ક્યાં છે અરે વાહ બરાબર બરાબર આય થીંક એમને બરાબર અને ત્યાં રીક્ષામાં જ તરત જ મળી જશે કે તરત જ ને એટલે રિક્ષામાં જ ઓકે ઓકે થેન્ક યૂ વેરી મચ સાહેબ ખૂબ આભાર ખૂબ આભાર